મુસાફરી કરવાના માટે કોઈ કારણ હોતું નથી ક્યારેક ગમે ત્યારે કોઈ પણ ઇમરજન્સી કોઈ પણ કારણ આવી શકે ત્યારે માણસ મુસાફરી કરતો હોય છે હવે સમજો કે ઘણી વાર એવું પણ બને કે ભાઈ એક જગ્યાએ નોકરી કરતા હોય એ માણસનું ટ્રાન્સફર થઈ જાય બદલી થાય તો એ જગ્યા નજીકમાં હોય ઘર એનું બાળકો ત્યાં રહેતા હોય તો નજીકમાં હોય તો એ અપડાઉન કરવા માટે મુસાફરી કરતો હોય છે હવે બીજું કે મુસાફરી ઘણી વાર પોતાના આનંદ પ્રમોદ કરવા માટે પણ લોકો કરતા હોય છે દાખલા તરીકે અહીં અમદાવાદ રહેતા હોય અને નળસરોવર જોવા જવું હોય તો હવે કે ભાઈ હવે આપણે કંઈ ત્યાંથી અહીં તો અવાય નહીં અહીંથી ત્યાં જવું પડે અહીંથી ત્યાં જઈએ સવારે જઈએ બાળકો સાથે ત્યાં ટિકિટ લઈ અને નાવડીમાં બેસી ફરી અને સાંજે પાછા આવીએ તો આ એન્ટરટેઇનમેન્ટ જેવું થઈ જાય અને એક મુસાફરી કહેવાય હવે વારંવાર જે મુસાફરી કરતા હોય તો વારંવાર તો ઘણા લોકો હવે તો વિદેશમાં પણ જતા હોય છે કારણ કે અહીંયાં એ લોકો મોટી મોટી કંપનીઓમાં વિદેશમાં નોકરી કરતા હોય તો બાય એર એટલે કે હવાઈ જહાજ મારફતે પણ લોકો વારંવાર મુસાફરી કરતા હોય છે અને દરેક વખતે દરેક જગ્યાએ માણસ મુસાફરી કરતો હોય ત્યારે એના જુદા જુદા અનુભવો હોય છે બસમાં જતો હોય તો ઘણી વાર ઊભા ઊભા જવું પડે ઘણી વાર બાજુમાં કોઈ લેડીઝ બેઠી હોય તો સંકોચાતા સંકોચાતા મુસાફરી કરવી પડે ઘણી વાર કોઈ ફાટેલો અને ગંધાતો માણસ બેઠો હોય તો આપણને થોડું અજુગતું લાગે કોઈ વખતે કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ બેઠેલો હોય તો આપણે એની સાથે વાતો કરતા કરતા આપણી મુસાફરી આનંદમાં પૂરી થઈ જાય એવી જ રીતે ટ્રેનોમાં પણ લાંબી મુસાફરી કરવી હોય તો આપણું તો આરક્ષણ કરેલું હોય આપણે આપણે સિટ ઉપર હોઈએ પણ આપણી પડોશમાં આપણી સાથે કોઈ સારો આનંદ આવે એવો વ્યક્તિ મુસાફરી કરતો હોય તો આપણી મુસાફરીમાં આનંદ આવે બાકી કોઈ એવા ઘણા બી હોય કે આ ક્યાં આપણી સાથે આવી ગયા હવે છ સાત કલાક કે આઠ કલાક આની સાથે કાઢવા તો ઘણી વાર આવા કડવા અનુભવ પણ થતા હોય છે